હા ત તમે ક્યાં જઈ રહ્યાં છો આપણી આ ટ્રેનમાં અચ્છા અચ્છા ઓ તો મારે બરોડા ઉતરવાનું છે હા બસ જો આ આપણો આ કોચ નંબર અહીં તો કોચ નંબર સેવન જ આવે છે ને અહીં કાયમ આવે છે મેં પેલા પોટર ને પૂછ્યું હવે ટાઇમ થશે ડિસ્પ્લે બી કરશે એ લોકો કોચ નંબર સેવન ને એવું હમ્મ હા બહું ઝડપથી પહોંચાડી દેશે ખરેખર બિલકુલ આપણે બિલકુલ થાક્યા વગર આપણા બીજા સ્થળે પહોંચી જઈએ અને આગળ ક્યાંય જવું હોય તો એ કરી શકાય મારે તો વડોદરાથી જ પછી એક ટ્રેકિંગના પ્રોગ્રામમાં જવાનું છે એટલે જો વડોદરા સુધી જ જર્નીમા થાકી જઈએ તો પછી ટ્રેકીંગમાં મઝા ન લઈ શકીએ આ તો એટલું સારું પડશેને એક કલાકમાં તો વડોદરાને શાન્તીથી પછી આગળનો પ્રોગ્રામ મારાથી મઝા લઈ શકાશે અરે વાહ હા ના ના મા મઝા આવસે હા સાથે છીએ તો તો અમદાવાદ તો હું પોતે પણ પહેલાં ના ના વડોદરાથી અમારું આખું ગ્રુપ છે ઘણી બધી મારા જેવી મીડિલ એજ લેડિઝ છે અને અમે કાયમ જ જતાં હોઈએ છીએ અને બહુ મઝા કરીને આપણે જાંબુઘોડા જવાના છીએ ત્યાં જાંબુઘોડામાં અત્યારે ચોમાસાની સિઝનમા જંગલ બહુ સરસ પંચમહાલનું ખીલેલું હોય અને બહુ સરસ મઝા આવે હા ધોધ હસેને મઝા આવસે હા હા અને ત્યાં નાનો એક ચેક ડેમ ને એવું પણ છે વડોદરાથી બહુ નજીક છે અડઘો પોણો કલાકમાં પહોંચી જવાય છે તમે બાય રોડ જશો તો અમે નાની ટેમ્પો ટ્રાવેલર કરેલી જ છે એટલે આમ હું ઉતરીશ પછી અમે બધાં ટેમ્પો ટ્રાવેલરમાં જઈશું હા હા એટલે તો આવી ટ્રેન પસંદ કરવાની કે ફટાફટ પહોંચી જઈએ સાથ થઈને હા મળે આપણ ને હા હા ના ખરેખર અમદાવાદનો રુટ આમાં રુટ હા બઉ જ નાનો થઈ જાય છે નહીતર તો અમદાવાદ જવું એટલે છ કલાક મૂકી દેવાના આપણે એવું થઈ જાય હા આ અડધો સમય થઈ જશે તમને વંદે ભારતમાં જશો એટલે બહુ સારું પડશે હા ગાડીમાં મળીએ હા ચાલો આવજો